ખાસ કરીને મારા બગીચામાં જે અત્યારે હાલ ચોમાસાની સીઝનમાં બહુ ઊંચા ઊંચા ઘાસ થઇ ગયા છે અને આમ પણ નોર્મલ સીઝનની અંદર પણ ઘાસ જો નિયમિત પાણી મળતું હોવાથી વધુ વિકસતા હોય છે તો તેનું નિયમિત રીતે કટિંગ કરવું પડતું હોય છે દર મહિને કે દર પંદર દિવસે એનું કટિંગ કરવું પડતું હોય છે જે અમે કટર મશીન દ્વારા કે પછી મજૂર દ્વારા એનું કરાવતાં હોઈએ છીએ અને વારંવાર આ પ્રકારનું જે ઘાસ ઉગી નીકળે છે અને જે કટિંગનો જે ભાગ આવે છે એને વેસ્ટ તરીકે અમે લોકો ઉપયોગ કરીએ છીએ આ ઘાસને આમે એક ઢગલાની અંદર રાખીએ છીએ બાગીચાની અંદર અને એમાંથી કચરો ધૂળ માટી પ્લાસ્ટિક જેવી વસ્તુઓ દૂર કરીએ છીએ તેમજ આના ઉપર છાણીયું ખાતર તેમજ અળસિયા લાવીને એના ઉપર નાખીએ છીએ પાણીનો છંટકાવ નિયમિત કરીએ છીએ અને આ રીતે અમે એને ત્રણ મહિના સુધી સાચવીએ છીએ જેમાંથી એક સરસ કમ્પોસ્ટ તૈયાર થાય છે અને આ કમ્પોસ્ટનું અમે અમારા બાગ બગીચાનાં જે મોટાં ફૂલ છોડ છે ઝાડ છે તેની અંદર ખાતર તરીકે કરતા હોઈએ છીએ આમ આ જે વેસ્ટ ઘાસ જે હોય છે એનો સદુપયોગ અમે આ પ્રકારે કરતા હોઈએ છીએ તેમજ મોટા પ્રકારનું ઘાસ હોય છે એને અમારી આજુબાજુના જે પશુપાલક લોકો છે એમને કટિંગ કરવા માટેની પરમિશન બગીચામાં આપતા હોઈએ છીએ અને એ લોકો આ બગી આ કટિંગ લઇ જઈને પોતાનાં પશુઓને ખવડાવતા હોય છે તેમાં અમે એ ખાસ ધ્યાન રાખીએ છીએ કે એ ઘાસની અંદર કોઈ ધૂળ માટી કે પ્લાસ્ટિક ના જવું જોઈએ અને સારું જે ખોરાક છે એ આપણા જે પશુપાલક છે એમના પશુ આરોગી શકે તે માટેનો પ્રયત્ન કરતા હોઈએ છીએ અને આમ બગીચામાં ઉગી નીકળતું ઘાસનો એક સદુપયોગ થાય તેનું કમ્પોસ્ટ અને અ પશુપાલકોને યોગ્ય અહાર મળી રહે તે માટે કરતા હોઈએ છીએ